હેલો વિદ્યુત બોર્ડમાંથી વાત કરો ઓકે મને મારા છેલ્લા બે વરસના વીજળી બિલની ચૂકવણીની પ્રમાણિત નકલ બદલ જાણકારી જોઈતી હતી તો તો તમે મને આપી શકો તો સારું હું પહેલાં અમદાવાદમાં રહેતી હતી અને અત્યારે ગાંધીનગરમાં રહેવા ગઈ છું તો મને મારા છેલ્લા બે વરસના જે વિજળી બિલ છે એની પ્રમાણિત નકલ જોઈએ અને અત્યારે મને ગાંધીનગરનું એડ્રેસ એમાં એડ કરવું છે તો તમે એ મને આપી શકો મારું એડ્રેસ છે ડી એચ મફતલાલની ચાલી નિયર નરોડા રોડ ગાંધીનગર તો તમે મને આ વીજળી બિલની નકલ મોકલી શકો